સામાન્ય રીતે દોડ એ દૈનિક ક્રિયામાં મોખરે હોય છે એટલે કે મોખરે હોય છે એટલે કે સવારે દોડવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એના માટે પણ જરૂરી છે હું સવારે દોડું છું અને મારી જે તાલીમ છે એના ઉપર વધારે ફોકસ રહી શકું એના પર વધારે ભાર આપી શકું એના માટે સાંજે પણ ક્યારેક દોડવા જઉં છું સામાન્ય રીતે દોડવાનું સવારે જ હોય છે અને સામાન્ય રીતે ત્રણ ચાર કલાક દોડ માટે હું આપું છું સવારે બે કલાક અને સાંજે પણ બે કલાક આ બે બે કલાકના અંતરમાં હું મારી જે બીજી ક્રિયાઓ છે રોજબરોજની એ બધું થઈ જાય છે અને સવારે જે રીતના હું દોડું છું અને સાંજે જે રીતના દોડું છું એમાં ફરક હોય છે સવારે દોડવામાં અને સાંજે દોડવાની તાલીમોમાં ફરક હોય છે આ જ તાલીમના લીધે અમે અમારું ધ્યેય અમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ રોજેરોજ દોડવા માટે અમને પ્રેરણા અમારી અંદરની જે અમારી સ્કિલ છે જે અમને પ્રેરિત કરે છે અમારા અમને પ્રેરિત કરવા માટે અમારા જે ધ્યેયો છે અમને પ્રેરિત કરતાં હોય છે અમે જે મેળવ્યું છે એ બધું અમને પ્રેરિત કરતું હશે કે તમે આમ જેટલું મેળવ્યું છે એથી પણ વધારે તમે મેળવો અને એ જ કારણથી અમે પ્રેરિત થઈ અને દોડતા હોઈએ છીએ રોજેરોજ દોડવાનો માટેનો સમય છે એ આ રીતના દોડ દોડવા માટે બીજું એ છે કે અમારી અમારી તાલીમ પણ અમને અસર કરતી હોય છે જ્યારે તાલીમ ન હોય અથવા તો જ્યારે દોડવાનું કે ન બનતું હોય ત્યારે ખાલીપો એક રહે છે કે આજે નથી દોડાણું તો કઈ રીતના શું કરશું એટલે એ દિવસ માટે એ બે અથવા તો ચાર કલાકનો સમય બહુ જ સૂનું રહે છે ખાલી રહે છે અને ખાલીપણું અમને ખુંચ્યા કરે કે આજે તાલીમ નથી થઈ આજે કાંઈ બોલાણું કે દોડાણું નથી બસ એ જ કારણથી અમે સવારે દોડીએ સાંજે દોડીએ સવારનો વાતાવરણ ખૂબ જ સારું હોય છે સ્વાસ્થ્ય માટે અને જે ઓઝોન વાયુ અથવા તો ઓક્સીજનનો ભરાવો વાતાવરણમાં હોય છે તેના લીધે સ્વાસ્થ્ય પણ ખૂબ જ રહે છે તેથી સવારે દોડવું જોઈએ દોડવા માટે ઓછામાં ઓછો સમય બે કલાક જેટલો ફાળવવો જોઈએ કોઈ પણ વ્યક્તિ એ ને રોજેરોજ દોડવા માટે અમને અમારી તાલીમ તથા અમારા મનમાં ચાલેલા અમારા પ્રાપ્ત કરેલા ધ્યેયો જે મેળવવાના છે અને જે મેળવ્યા છે એ અમને પ્રેરિત કરતા હોય છે દોડવું એ ફક્ત ક્રિયા નથી દોડવું એ ફક્ત કોઈ કર્મ નથી એ તમારા ઉપર અસર કરનારી વસ્તુ છે તેથી દોડવું જ જોઈએ અને સ્વાસ્થ્ય મજબૂત રાખવું જોઈએ શ સ્વસ્થ રાખવું જોઈએ